હા હું રોશની બોલું છું આસ્થા હોસ્પિટલમાંથી નર્સ અચ્છા તમારો મને ફોન આવેલો હતો સાંધાના દુઃખાવા માટે અચ્છા તમને એટલે પગમાં દુઃખાવો ક્યારથી થાય છે અચ્છા તો કંઈક એનો તમે ઉપચાર કરાવ્યો છે કશે

અચ્છા ઓકે વાંધો નહીં કંઈ નહીં એ તમારા રિપોર્ટ કરાવીશું તો એના પરથી આપણે પછી શું છે એનું કારણ શું છે એ જોઈ લઈશું અને પછી એનો આપણે ઉપચાર કરીશું ત્યાં સુધી તમે તમારા પગ માટે એક્સરસાઈઝ ને એ ચાલું રાખજો અને એ કરશો અને અને મને યાદ છે ત્યાં સુધી તમે તમારો રિપોર્ટ મેં જોઈ રહી છું અત્યારે તો આ તમારે આગળ કંઈક છાતીનો પણ પ્રોબ્લેમ હતો તો એની અંદર પણ દુઃખાવાનો કંઈ ઈશ્યુ આવ્યો હતો તો એ બાબત પણ તમે એટલે અત્યારે કેવું છે તમને અચ્છા અચ્છા ઓકે અહં હા બસ તો એ તમારે છે ને થોડુંક ખોરાકમાં ને એમાં ધ્યાન રાખવું પડશે હા થોડુંક મીઠું છે ને અ હં બરાબર છે તો તમે સવારે મોર્નિંગમાં એક્સરસાઈઝ ને એવું બધું બી કરવા જાઓ છો

હમ સરસ એટલે દવા સાથે આયુર્વેદિક ઉપચારો પણ કરજો અને થોડીક શારીરિક ક્રિયાઓ પણ કરજો થોડું હલન ચલન વધારે રાખજો અને ખાવામાં થોડું ધ્યાન રાખજો અને બહારનું ખાવાનું ટાળજો અને તમને સમય મળે એટલે તમે આવો એટલે તમારી એપ્પોઇંટમેંટ હું ફિક્સ કરી દઉં છું એટલે ફરીથી આપણે તમારું એક આ સાંધાના દુઃખાવાનું અને એક આ છાતીના જે દુઃખાવાનું પ્રોબ્લેમ છે તે જોઈ લઈએ આપણે

હા હા આગળનાં દવાથી તો તમને ફરક તો પડ્યો છે ને વાંધો નહીં કંઈ નહીં તમે આવી જાઓ એટલે આપણે ડૉક્ટર સાહેબની આપણે એપ્પોઇંટમેંટ લઈ લઈશું અને તમારું ફરીથી આપણે એકવાર ચેકઅપ કરાવી લઇશું અને એવું હોય તો દવામાં કોઈ જો ફેરફાર કરવાનો હશે તો આપણે દવાઓમાં ફેરફાર કરી દઇશું ચાલો આભાર હં આભાર હા